હા તમે રૂપરંગ સાડી સેન્ટરમાંથી વાત કરો છો મેમ હા કામીનીબેન બોલો છો ને હા તો અમે ગયાં અઠવાડિયે તમારાં ત્યાંથી એક સાડી ખરીદી હતી તમને યાદ છે હા તો મેં બાંધણીની સાડી ખરીદી હતી તો એ વખતે તમે મને કહ્યું હતું કે આ સાડીનો કલર ને એવું જશે નહીં અને સાડી એકદમ સારી નીકળશે કાપડ ને એનું હા મારે અ લીલા કલરની સાડી હતી હા બાંધણીની સાડી હતી લીલા કલરની

હું આવી હતી અને મારી સાથે મારી એક બહેન પણ આવી હતી મ તમે કીધું હતું કે સાડીનો કલર નહીં જાય પણ મેં ધોઈ ત્યારે સાડીનો કલર જતો હતો ના એકલો ગ્રીન કલરની જ અમે સાડી લીધી હતી તો અ તમે મને એ સાડીનો કલર જાય છે તો તમે મને સાડી બદલી આપશો ના બ્લાઉસ પીસ તમે અ કટિંગ કરીને અમને આપી દીધો હતો અમારી જોડે જ હતો પણ એ બ્લાઉઝ પીસ પણ મેં દરજીને સીવડાવવા આપી દીધો હતો હા હા સાડીનું બિલ તો મારે જોવું પડશે મને હવે પાક્કું યાદ નથી છે કે નહીં હું જોવું હા તો હું હા તો હું જોવું મારા જોડે બિલ હોય તો મને પાકું યાદ નથી કે બિલ છે કે નહીં ક્યાંક આડું અવળું થઇ ગયું હોય તો હું ચેક કરું હા બે હજાર સુડીન સુધીની સાડી હતી હા બરાબર હા મને યાદ આવ્યું એ બિલ મારા પર્સમાં જ છે હા તો અમે ક્યારે આવી શકીએ પણ બે થી ત્રણ વાગ્યા સુધીમાં તો અમારો ટાઈમ સેટ થાય એવો નથી તો અમે એનાં પછી કોઈ ટાઇમે આવી શકીએ હા એટલે બે થી ત્રણ વાગે અમારે મેળ આવે એવું નથી તો અમે એનાં પછીના ટાઇમે આવી શકીએ તો તમારી દ દુકાનમાં તમે મને બદલી આપશો તો ખરા ને હા તો હવે હું જે સાડી લઈશ બદલીને એનો પણ કલર જશે હા તે

હા તમે મને આ બાંધણીની સાડીમાં પણ તમે ગેરંટી આપી હતી પણ તો પણ મારે કલર ગયો હતો એટલે મેં તમને પૂછ્યું કે હવે હું બીજી સાડી લઉં બદલીને તો એનો કલર જાય કરે હા તે થાય કરે તો કંઈ પ્રોબ્લેમ હા તો બરાબર તો મેં ચ હું ચાર વાગ્યા સુધીમાં આવી શકું તો હું એટલા વાગતા ને આવીશ હા હું તમને ફોન કરીને જ આવીશ હા એ તો અમને જેવી ગમશે એવી અમે સાડી લઈશું વધારે આપવાના થશે તો અમે ઉપરના પૈસા તમને ચૂકવી દઈશું હા વાંધો નહીં ઓકે તમારો હા તમારો ખૂબ ખૂબ આભાર તમે મને આ સાડી બદલી આપવાનું કહ્યું એટલાં માટે